મસાલા માટે સ્ત્રીવર્ગ અમારી ભેગો થાય છે તેમાં અમુક લોકોને હાથથી દળેલો મસાલો વધારે પસંદ આવતો હોય તો તે માટે બેનો જાતે પોતાના ઘરે ઘરે જાતે દળે છે અને અમુક બેનો મશીનમાં ભૂકો મશીનમાં મરચાં અને દળીને મસાલો તૈયાર કરે છે એ રીતે કરે છે અમુક બેનો સિઝન પ્રમાણે ચલાવે છે જ્યારે પેલી બીજી સિઝન આવે છે ત્યારે પાપડ પાપડીનો ગૃહ ઉદ્યોગ તરીકે ચલાવે છે ભેગી થઈને કામ કરે છે